ગુજરાત કૃષિ ક્ષેત્રે ભારતના અન્ય રાજ્યો અથવા પ્રદેશોની તુલનામાં એવું કહી શકાય કે ગુજરાતમાં સૌથી વધુ તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ જેને આપણે ચરોતર વિસ્તારના નામે ઓળખીએ છીએ ચરોતરમાં મહીસાગર આણંદ ખેળા વડોદરા આ ચાર શહેર આવેલા હોય છે આવેલા છે એવું કેવામાં આવે છે કે ચરોતર વિસ્તારમાં જેટલું તમાકુ થાય છે એટલે કે ચરોતર વિસ્તારમાં ચરોતર વિસ્તાર ગુજરાતનું નેવું ટકા જેટલું તમાકુ ઉત્પન્ન કરે છે ચરોતર વિસ્તાર અને એમાંય સૂક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિમાં જોવા જઈએ તો તેમાં ગુજરાતમાં વડોદરા સ્થિત વળોદરામાં મંજુસર સ્થિત નેટાફિમ ઇરીગેશન નેટાફિમ ઇરી માઈક્રો ઇરીગેશન લિમિટેડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે જે એશિયાની પ્રથમ નંબરની કંપની ગણવા ગણવામાં આવે છે માઈક્રોઇરીગેશનમાં ખેડૂતને ઘણા લાભ થાય જેમ કે કોઈ પણ ખેડૂત સુક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવે તો તેનો જેટલું બી ખર્ચ આ પદ્ધતિ અપનાવા પહેલાં અને અપનાવ્યા પછીનો જે ખર્ચ હોય એ લગભગ અડધો થઈ જતો હોય છે એટલે આમાં સૂક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિમાં ખેડૂતને લાભ જ લાભ હોય છે એક વાર તમે આ પદ્ધતિ અપનાવી લો તો તમને પછી જોવું ના પડે તમને મબલખ પ્રમાણમાં ઉત્પાદન મળી શકે કારણ કે આ એ ખેડૂત આ પદ્ધતિ અપનાવે છે એની જાણ ઓ શું કે આના ન્યુઝને આ પદ્ધતિનું કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે જાળવણી રાખવી એ બધું જ આમાં આવી જતું હોય આપણે જાળવણી રાખી શકીએ તો એવું કહેવાય છે કે તમે કોઈ વસ્તુની સારી સારસંભાળ રાખો તો એ વસ્તુ તમારી પણ શું કહેવાય તમને બી ફાયદો કરાવે એવું આમાં પણ એવું જ હોય છે આમાં પણ મેન્ટેનન્સ રાખવું પડે ટૂંકમાં એવું કઈ એવું કહી શકાય કે સૂક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂત અપનાવે તો તેને લાભ થાય બીજું જોવા જઈએ તો ભારતમાં ગુજરાત ગુજરાત રાજ્ય એ ભારતનું અડસઠ ટકા જેટલું જીરું ઉત્પન્ન કરતું રાજ્ય છે તે પણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત સ વિસ્તારમાં જીરું મબલખ પ્રમાણમાં ઉ ઉગાડવામાં આવે છે અન્ય પણ પાકો છે જેમ કે ઘઉં છે બાજરી છે જુવાર છે ડાંગર છે કપાસ છે દિવેલા છે સોયાબીન પાપડી મગફળી ને એવું કહેવાય પોંખ જે એવું કહેવાય છે કે પોંખ જે ખાવાનું શું કહેવાય જે ખાવાનો પ પદાર્થ છે એ સ્પેશિયલ ઠંડીમાં જ આપણે એનું શું કહેવાય એ ખાતા હોઈએ છે મોટાભાગે અને વિશ્વનું વિશ્વનું સૌથી વધુ જો તેલ એવું કહેવાયને ગ્રાઉન્ડનટ ઓઇલ પ્રોડ્યુસ કરે તો તે ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે ત્યાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી મબલખ પ્રમાણમાં લોકો ઉગાળતા હોય છે એવું માની શકાય કે ત્યાંનો મુખ્ય પાક મગફળી જ છે ગુજરાતની ચાર નદીઓ મુખ્ય ચાર નદીઓ નર્મદા સાબરમતી મહિસાગર ને તાપી જેમ કે ગુજરાતને મળી છે નર્મદા નદીના પાણી એમ તો ગુજરાતના દરેક ક્ષેત્રમાં સરકાર દ્વારા ફેલાવવામાં દરેક ક્ષેત્રે સુધી પહોંચાડવામાં સરકારે યોગદાન આપ્યું છે તો નર્મદા આપણે ગુજરાતમાં નર્મદા સાઇડ નર્મદા જિલ્લામાં વાત કરીએ તેમાં પણ રાજપીપળા નામના વિસ્તારમાં જોવા જઈએ તો નર્મદા નદીના આસપાસના જેમકે એમ એવું કહી શકાય કે રાજપીપળામાં મુખ્ય પાક તમે શું કહેવાય કેળા છે કેળા કેળા અહીંયાં આગળ અહીંયાં ખેડૂત વધારે પ્રિફર કરતા હોય કારણ કે અહીંયાં આગળ એ ગુજરાતમાં પર્વતીય જમીન આમ છેક છે પણ આમ શું કહેવાય જે ખેતીલાયક જમીન જે છે સપાટ જમીન એ વધુ પ્રમાણમાં છે અને બીજું જોવા જઈએ તો કપાસ કપાસમાં કપાસમાં તમે તમારે ઉત્પાદન કરવું હોય તો તેના માટે તમે કાળી જમીન સૌથી સારામાં સારું શું કહેવાય વિકલ્પ કહેવાય તમે બી કારણ કે કાળી જમીન એ ભરપૂર ભરપૂર પ્રમાણમાં બધા જુદા જુદા તત્ત્વોથી ભરપૂર હોય છે જેમકે મેગ્નેશિયમ છે પછી આયર્ન છેને ફોસ્ફરસને નાઇટ્રોજન ઇત્યાદિ બધા તત્ત્વોનું મિ મિશ્રણ જેમ કઈ શકાય કે કાળી જમીન એવું કહેવામાં આવે છે કે જમીનોમાં જો સૌથી સારામાં સારી જમીન હોયને તો એ કાળી જમીન કારણ કે કાળી જમીનમાં તમે કોઈ બી આમ પાક લો એ સારામાં સારો પાક થાય અને ઘઉંમાં જોવા જઈએ તો ભાલ પ્રદેશના ઘઉં એટલે કે ભાલીયાં ઘઉં સૌથી સારામાં સારી જાતિ ગણવામાં આવે છે એ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ઉગાળવામાં આવે છે પછી ડાંગર ડાંગર જોવા જઈએ તો ડાંગર મધ્ય ગુજરાત સાઉથ ગુજરાત એ બાજુ વધારે જોવા મળે અને એવું કહેવાય છે કે કૃષિ એટલે કે એમ એગ્રીકલ્ચર જેવું જ આવી ગયું ઝાડ ઝાડ નાના છોળ છે એવું કહેવામાં આવે છે કે ગાંધીનગર ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે ગાંધીનગર એટલે અને એ આપણા ગુજરાત રાજ્યની રાજધાની પણ છે એવું કહેવાય એવું છે બીજું તો કૃષિ ક્ષેત્રે ભારતમાં ભારતમાં જે શું કહેવાય પહેલા નંબર એક એક નંબરની જે કેરીની પ્રજાતિ કહેવાય હાફૂસ આમ એ સૌ પહેલા નંબરની જાતિ જે કહેવાય એ રત્નાગીરીના હાફૂસ આમ અને બીજા નંબર પર જો હોયને તો ગુજરાતમાં વ ગુજરાતમાં વલસાડના હાફૂસ આમ બીજા નંબર પર છે એમ ઘણા બધા પાકો ગુજરાતમાં ઉગાડવામાં આવે છે અને જીરુંનું તો જીરાનીતો આપણે વાત આપણે વાત કરીકે ભારતનું અડસઠ ટકા જેટલું જીરું તો ગુજરાત જ ખાલી ઉત્પાદન કરે છે તેમાં પણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને ગ્રાઉન્ડનટની વાત કરી તો ગ્રાઉન્ડનટમાં પણ વિશ્વનું સૌથી વધારે ગ્રાઉન્ડનટ ઉત્પન્ન કરતો વિસ્તાર એ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર છે